બે નવેમ્બર ઓગણીસો નવ્વાણું ચૌદ ઓક્ટોમ્બર બે હજાર છ પાંચ ડીસેમ્બર ઓગણીસો એંસી ચૌદ જુલાઈ ઓગણીસો બ્યાશી દસ ઓગસ્ટ ઓગણીસો ઓગણ એશી